આપણા હિન્દુ ધર્મની અંદર જે કાંઈ પ્રથાઓ છે એ પ્રથા સાથે રિલેટેડ એ મિન્સ કે પ્રથા સાથે સંકળાએલા ગીતો પણ બનાવેલા છે અને એ ગીતોને કે જેને આપણે ભજન કહી શકીએ ધોળ કહી શકીએ બરાબર કે જે મોટે ભાગે અમુક એજ પછી પહોંચેલી અમુક એજે પહોંચેલી સ્ત્રીઓ છે એ સાંજના સત્સંગ કરતી હોય છે અને એ એની અંદર એ ભજન એ ધોળ એ ગાતી હોય છે અને એ અમુક અમુક ભજન તો એવા હોય છે કે જેની અંદર આપણી જે પ્રથા છે ધર્મની સાથે સંકળાએલી પ્રથા છે એ સંકળાએલી હોય છે એ એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે આપણે શું કરવું યોગ્ય છે શું કરવું અયોગ્ય છે અમુક આપણી જે પ્રથાઓ કે જેને રીતરીવાજો કહેવાય છે એનો ઉલ્લેખ એમાં કરવામાં આવતો હોય છે દાખલા તરીકે આ ટોપિક મેં વાંચ્યા પછી મને એક મારા મગજની અંદર એક ભજન કહેવાય કે એ રમે છે જે હું આપને થોડુંક ગાઈને સંભળાવીશ

જ્યારે જ્યારે જ્યારે અર્જુન છેને રણ મેદાનની અંદર રથમાં ઊભો જ હોય છે એની એના મનની અંદર અનેક પ્રશ્નો ઘેરાએલા હોય છે કે મારી સામે જે કોઈ વ્યક્તિઓ ઊભા છે એ બધા મારા જ છે એ બધાની ઉપર હું કઈ રીતે વાર કરું જ્યારે ક્રૃષ્ણ ભગવાન એના રથના સારથિ હોય છે અને એ એના એક એક પ્રશ્નનો ઉકેલ આપે છે અને એમ સમજાવે છે કે સામે છે એ તારો સગો છે એમ તું નહીં વિચાર પણ એ તારો દુશ્મન છે એ તું વિચાર અને આ જે લડાઈ છેને એ અધર્મની સામે ધર્મની લડાઈ છે માટે તું અધર્મની સાથે યુદ્ધ કરે છે તો સામે અધર્મ આચરનારો તારો કોઈ પણ સગો હોય પણ એની સામે તારે અર્જુન યુદ્ધ કરવું જરૂરી છે અર્જુન તું યુદ્ધ કર યુદ્ધ કર યુદ્ધ કર અત્યારે યુદ્ધ કરવું એ જ તારો ધર્મ છે એટલે એ એની અંદર ક્રૃષ્ન ભગવાન એને ઘણાબધા દાખલા આપે છે કદાચ એ જે પ્રથાઓ છે એ પ્રથા આપણે આજપણ એનું પાલન મહદઅંશે કરીએ છીએ જે વ્યક્તિ એ પ્રથા વિષે જાણે છેને એ એનો પાલન કરે છે દાખલા તરીકે એક લીટી એની અંદર એવી છે કે

એટલે કદાચ ઘણી વ્યક્તિઓને એ ખબર નહીં હોય કે એક દીવો ચાલુ હોય એ તો એની જ સાથે જો આપણે બીજો દીવો એ દીવાથી કરીએને તો એ પણ એક પ્રકારનું પાપ જ છે ખરેખર એવું આચરણ કરવુંને એ પણ પાપ છે એટલે એવું કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે પછી ઘણીબધી લાઈનો એની અંદર એવી છે કે

એટલે કે જ્યારે બેન ઘરે આવે છે એટલે કે નણંદ ઘરે આવે છે ત્યારે નણંદ છેને એ રડતી રડતી જાય છે અને એટલે એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે કે જે શું કહેવાય કે ભાઈને ઘરે આવીને એને સુખને બદલે દુખ થાય છે અને જો એ જ જગ્યાએ એની સાડી ઘરે આવી હોય તો એને સાડલો પહેરીને જાય છે એટલે કે એની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે એ ખુશ થતી થતી જાય તો આ એક થોડીક સામાજિક અસમાનતાવાળી પ્રથા છેને એને દર્શાવવામાં આવેલી છે બરાબર એટલે આવા ઘણાબધા ગીતો છે એ ઘણાબધા ભજનો છે કે જેની સાથે આપણી પ્રથાઓ સંકળાએલી છે અને આ બધામાંથી મારા માટે જે એક સૌથી વધારે મને પસંદ આવતું જો કોઈ ભજન હોય જે કોઈ ધાર્મિક ગીત હોય કે જેમાં માત્રને માત્ર એક જ અપેક્ષા રાખવામાં આવેલી હોય કે હે ઈશ્વર હે યુનિવર્સ હંમેશા તું મને તારી સાથે સંકળાએલી રાખજે હંમેશા તારી સાથે જોડાએલી રાખજે અને જ્યારે મારો અંત સમય નજીક આવેને ત્યારે હંમેશા મને જ્યાં તું વસે છેને ત્યાં તું મને બોલાવજે તો એની લાઈનો કાંઈક આ પ્રકારે છે

અસ્તુ